મને એમ તો ઘણા બધા ગીતો ગમે છે સ્પેશિયલી જે જૂના ગીતો હતા તે ઘણા ગમે છે કારણ કે જૂના ગીતોની પોતાની અલગ એક વાત હતી જૂના ગીતોમાં જે બેકગ્રાઉન્ડ મ્યુજિક હતું તે ઘણું જ અલગ હતું તેમ જ જે તે વખતના ગાયક હતા તે લોકો પોતાના અવાજને એવી રીતે ટ્રેન કરેલો હતો કે તે લોકો કોઈ પણ ગીત ગાતા તે ખૂબ જ સારું લાગતું હતું જેમ કે એક ગીત છે લગજા ગલે તે ગીતમાં સ્પેશિયલી જે લતા મંગેશકરે તેમણે જે ગાયું છે તે લગભગ એમનો સૌથી સારા સોંગમાં એક ગીત લગજા ગલે ગણાય છે તે મારું પણ ઘણું જ પ્રિય સોંગ છે તેમ જ થોડુંક નવુ સોંગ જે મોહ મોહકે ધાગે છે તેના ગા તેની ગાયિકા મોનાલી ઠાકોર છે તેમનું પણ આ સોંગ તેમના સૌથી સારા સોંગમાંથી એક છે જેમાં જે અં અંત્રો છે તે ઘણો જ સારો છે તે નીચે બોલ ગીતના બોલ છે તે પણ ઘણા અલગ છે થોડા નવા સોંગમાં મને એક ગાયક છે અનુવ જૈન કરીને તેમના બારિશે અને હુસ્ન બંને સોંગ ઘણા જ સારા છે કારણ કે તેમણે જે પોતાના અનુભવથી એ ગીતો લખ્યા છે તે તેના તે ગીતોના બોલ આપણા હ્રદયને ટચ કરી જાય એટલા સારા હોય તમે જો મને અરિજીત સિંઘના પણ બધા જ ગીતો ખૂબ જ પ્રિય હોય છે શ્રેયા ઘોષાલનું સુન રહા હેના તું સોંગ ગીત છે તે જે ઘણું જ સારું છે તેનું પાછળનું લાઇટ મ્યુજિક તેમજ તેના બોલ પણ ઘણા જ સારા છે